મને ટેક્નોલોજી ઘણી ગમે છે અને મને તેની વિશે જાણવામાં પણ ઘણો રસ છે એટલે મારા પપ્પા મને દરરોજ કહેતા હોય છે કે ટેકનોલોજી વિશે આપણે જેટલું જાણીએ એટલું આપણા માટે સારું કહેવાય હું રોજ નવા નવા યુટ્યુબ પર વિડિયોઝ જોતો હોઉં છું ટેકનોલોજી વિશે જેનાથી મને આજ કાલની જીંદગીમાં અને દુનિયામાં શું શું ટેકનોલોજીમાં નવા નવા વસ્તુઓ જે આવતી હોય છે તેની વિશે મને ખબર પડતી રહેતી હોય છે જેટલી પણ નવી ટેકનોલોજી આવતી હોય છે જેમકે નવા ફોન નવા ઈયરફોન નવાં લેપટોપ એ બધા વિશે હું જાણકારી રાખતો હોઉં છું અને મને નવા નવા ટેક્નોલોજીનાં વસ્તુઓની વિશે જાણવામાં અને તેમની વિશે સમજવામાં ઘણો આનંદ આવતો હોય છે હું એપલની અને સેમસંગની અને નથીંગ જેવા ફોનની ઘણી બધી ઇવેન્ટસ યૂટ્યુબના વિડિયો પર જોતો હોઉં છું જેનાથી મને તેમની વિશે વધારે જાણકારી મળતી જાણકારી મળતી હોય છે અને તેમની જાણકારી જાણવામાં મને ખૂબ રસ પડતો હોય છે એટલે એવી બધી ઇવેન્ટસના દ્વારા હું આજ કાલની ટેકનોલોજીની વિશે જાણકાર રહું છું